હા આવું અનુભવ થયો છે મોબિડીક લેખક હરમન મેલવિનનું પુસ્તક આ હું શરૂઆતમાં વાંચતા થોડું મુશ્કેલ લાગતું હતું પુસ્તકની ભાષા અને વર્ણન ભારે લાગતું હતું અને વાર્તા ધીમી ધીમે આગળ વધી રહી હતી શરૂઆતમાં હું ખાસ રસ નહીં લેતો પણ જેવું આગળ જતું મને તો આશ્ચર્ય થયું કે એ પછીના પૃષ્ઠોમાં તે કેટલું ઘેરું અને મર્મસ્પર્શી બની ગયું મારી મનોવૃત્તિમાં પરિવર્તન તે સમયે થયું જ્યારે હું કથાનકના ગાઢરૂપક અને અદ્ભુત પાત્રોની ઊંડાઈ સમજી શક્યો આખી વાર્તાએ પાપ અને વિમુક્તિ વિશેના ઝંખનાનું પ્રતીક હતું અને જ્યારે હું આ સમજવા લાગ્યો ત્યારે જ મને આ પુસ્તકમાં રહેલી અમૂલ્યતા અનુભવાઈ કેટલીક વાર પ્રથમ છાપ દગો આપી શકે છે અને આ પુસ્તક એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે